હાલો અમારે આજે અમારા ઘરમાં બડે પાર્ટી રાખેલી છે જેના માટે મારે સો લોકો માટે ઢોકળા અને બાસુંદીનો ઓર્ડર આપવો છે ઓકે બટ અટેરે અમારે ખાલી ઢોકળા અને બાસુંદીનો ઓર્ડર આપવો છે સો લોકો માટે અમારે સાંજે આઠ વાગ્યા સુધી ઓર્ડર રેડી જોઈએ છે નઇ ભાવ શું છે તમારો બહારના ઢોકળાનો ઓકે ઓકે કઈ વાંધો નઇ અમારે પણ અત્યારે ખાલી ઢોકળા અને બાસુંદીનો ઓર્ડર જોઈએ છે આગળ તમને કોઇપણ વસ્તુની જરૂર હોય તો એ તો અમે તમને ફરી કોન્ટેક્ટ કરીશું ઓકે તો આજ સાંજ સુધી ઓર્ડર રેડી થઈ જશે ને ઓકે ઓકે ઓકે થેન્ક યુ બાય